હા મેં એવું એક પુસ્તક વાંચ્યું હતું જેની અંદર સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોગીબાપાની બોધ કથામાં અલગ અલગ પ્રકારના જે વાક્યો હતાં જે એમની પુસ્તકોમાં અવનવા પ્રસંગો લખ્યા હતા એમાંનો એક પ્રસંગ એવો હતો કે બે બ્રાહ્મણ હતાં તેમને ખૂબ ઠંડીનો સમય હતો અને એ બંને બ્રાહ્મણો સવારે ઊઠીને ગંગા સ્નાન કરવા માટે ગયાં અને ત્યાં નદીની અંદર એક ભાઈ પહેલેથી જ નહાત નહાતા હતા તે નાહીને બહાર નીકળ્યા એટલે પેલા બ્રાહ્મણ લોકોને એમ થયું કે ગંગાજીનું પાણી તો ખૂબ જ ઠંડું હશે હવે કેવી રીતે નાહીએ તો પેલા ભાઈ જેવા બહાર નીકળ્યા ને એટલે એમણે પૂછ્યું કે ચાલો તમે નાહી લો હવે તો પેલા ભાઈએ કીધું કે અમે અમે નાહવા કરતા તમને જ અમે પગે લાગી લઇએ એટલે કે અહંમ સ્નાનમ તમ સ્નાનમ એમ કરીને બંને ભાઈ બંને ભાઈ પહેલા એ પહેરેલા કપડે પાછા ઘરે જતાં રહ્યાં ને કહ્યું કે અહંમ સ્નાનમ તમ સ્નાનમ મને એટલું હસવું આવે કે ભગવાનના માણસો બ્રાહ્મણો થઈને પણ એમણે સ્નાન ન કર્યું અને ઠંડીના લીધે એ લોકો ઘરે પાછા જતાં રહ્યાં એ વાક્ય વાંચતા જ મને ખૂબ ખડખડાટ હસુ આવી ગયું